અરવલ્લી ડિસ્ટ્રિકટનાં મોડાસા શહેરમાં કેટલી બી કલા પુરવઠાની દુકાનો આવેલી છે અને તેમાં હું નિયમિતપણે તો ખરીદી કરતો નથી પણ ક્યારેક કોઈ એવી મનપસંદની કલા હસ્તકની સામગ્રી જે મને ગમી જાય એને હું ખરીદી લઉં છું અને કળા અને સૌંદર્ય રૂચી ધરાવતા ગુજરાતમાં ઉત્સવોની ઉજવણી સાથે કળાનું પ્રદર્શન માણવાનો અવસર પણ અનેરો આવે છે અને આવા સમયે ગુજરાતમાં તેની કળા કારીગરીની અને છાપચિત્રો શિલ્પકૃત્યો અને અન્ય કળાઓમાં પણ રૂચી હું ધરાવતો હોઈ આવી સામગ્રી માટે હું ક્યારેક ક્યારેક ખરીદી કરતો રહું છુ ગુજરાતી સમાજ અને જીવનશૈલીને ઉજાગર કરે એવી વણાટ છાપકામ કોતરણીકામ જેવી કળાઓ પણ ગુજરાતને એક આગવી ઓળખ આપ અપાવે છે અને આવી છાપ ની કામગીરી કરનારા અહીં કુશળ કારીગરો પણ અમારા અરવલ્લી જીલ્લાનાં મોડાસા શહેરમાં આવેલા છે કે જેઓ કપડા ઉપર બી છાપ કામ કરે છે અને રહેણી કરણીમાં પણ એવી એક આગવી ઓળખ ધરાવે છે કે જેના લીધે લોકો આમ અનુભવ સારું એમને થાય છે અને આવી ભવ્ય કળાની કારીગરોનો વારસો ગુજરાતને પહેલથી મળેલો છે સાંપ્રત સમયમાં તેને નવી સંપૂર્ણ સ્વરૂપે જોવા મળે છે ભરતગૂંથણ કળા પણ વાંસ અને લાકડાકામ અને પત્થરકામ અને ઘરેણાકામમાં આગવી ઓળખ અમારું મોડાસુ શહેર ધરાવે છે ગુજરાતને પણ આવી મોડાસા શહેરની એક સારી ઓળખ મળી છે કે જેના લીધે લોકો મોડાસા ગામમાં મોડાસા ગામમાં માટી કામના બી જે વાસણો બહુ કુંભાર જે બનાવે છે પ્રજાપતિ લોકો એ પણ એક ઉમદા ડીઝાઇન અને ઉમદા કારીગરીથી એ લોકો બનાવે છે અને અમુક વખત તો જે મેળાઓ લાગે છે શામળાજીમાં અમારા બાજુમાં કે બીજા અમારા આઠમ સ ના મેળા લાગે એમાં પણ આ બધી કલાકૃત વસ્તુઓનું વેચાણ સારી રીતે થાય છે અને લોકો હોંશે હોંશે પણ ખરીદે છે